ફિલ્મ જબ વી મેટનું એક ગીત છે તે હમ જો ચલને લગે ચલને લગે હેં યે રાસ્તે આઓ મીલોં ચલે જાના કહાં હૈ ના પતા આઓ મીલોં ચલે ગીત બહુ મને પસંદ છે એ ગીત શાન કરીને સિંગર છે એમને ગાયું છે અને એનો જે મ્યુઝિક છે એ પ્રિતમ નામના મ્યુજિક ડાયરેક્ટરે કંપોઝ કર્યું છે એ ગીતને પણ બહુ મજા આવે છે એ ગીત સાંભળવાનું જે બાબતે હું ઉદાસ હોઉં કે ખુશ હોઉં એ વખતે એ ગીત સાંભળું છું અને એ ગીતના લિરિક્સ મને બહુ જ પસંદ છે બહુ એટલે બહુ જ વધારે પસંદ છે અ દિવસમાં મું એ ગીત બસો વખત સાંભળું ને તોય મને એ ગીત મન પરથી ઉતરે ના મારાં અને એ ગીતના અવાજ મને જે શાન સિંગરે એ ગીત ગાયું છે એની વોઇસ ક્વોલિટી એની જે ગાવાની જે રીધમ છે એ બહુ મને પસંદ છે અં દિવસમાં મું બસો વખત એ ગીત ગુનગુનાવું છું અને એક બે વખત તો સાંભળતો જ હોઇશ અં મું જ્યારે કાર ડ્રાઇવિંગ કરતો હોઉં કાં તો બાઇક પર ડ્રાઇવિંગ કરતો હોઉં કે ગમે ત્યાં પણ એ ગીત સાંભળું જ ઇયરફોન જે વખત કાનમાં નાખું તે વખત પણ એ ગીતને મું સાંભળું જ એ ગીત મને બહુ જ પસંદ છે બહુ એટલે અતિ અ ભારે પસંદ છે અને એક બીજું ગીત છે જરા સી દિલ મેં દે જગા તુ અ ફિલ્મ જન્નતનું બે હજાર સાત બે હજાર સાતમાં આવેલું ગીત અ કેકે નામના સિંગરે એ ગીતને ગાયેલું એ પણ ગીત મને બહુ જ પસંદ છે હું ઘણી વખત એ પણ ગીત સાંભળું છું આજે એ ગીતને પંદરથી વીસ વરસ થઇ ગયા પંદર વરસ જેવાં પણ હજુ સુધી એવું લાગે છે કે એ ગીત હમણાં જ બન્યું હોય અને એ ગીતના બોલ બહુ જ સારા છે અને એ ગીતને પણ પ્રીતમ નામના મ્યુઝિક ડાયરેક્ટરે મા ડાયરેક્ટરે કંપોઝ કર્યું છે બહુ સારું ગીત છે એ પણ